મુસાફરી કરવી એ મારો એક શોખ છે અને શોખ એવી બાબત છે કે જે તમને આનંદ આપે છે અને આપણા જીવનમાં આનંદિત રહેવું ખુશ રહેવું એ ખૂબ જ અગત્યની વસ્તુ છે અને બધાના શોખ જેમ અલગ અલગ હોય છે એમ મુસાફરી કરવી એ પણ મારો એક શોખ છે અને એટલા જ માટે મને અલગ અલગ જગ્યાએ જવું બહુ ગમે છે જેમકે કોઈ એમાં પણ કુદરતી જે જગ્યા હોય છે કુદરતી દૃશ્યો જોવા ત્યાં જઈને એનો આનંદ લેવો એને માણવું એને અને એને થોડુંક અનુભવવું કે આ વસ્તુ શું છે કઈ રીતે છે એ બધું જોવું એનું નિરીક્ષણ કરવું તે બધું મને ખૂબ જ ગમે છે એમ જ એટલા જ માટે મેં એક જગ્યાએ એવું જેમકે નદ કિનારો છે ત્યાં હું ગએલી અને તે નદીકિનારે જઈને મેં ઘણી વસ્તુનું છે નિરીક્ષણ કર્યું છે જેમકે નદી હોય છે ત્યાં પછી નદીના કિનારે અમુક પથરા હોય છે અને એ પથ્થરો હોય છે જે નદીને અંદર જે પથ્થરો હોય છે તે કેવા દેખાય છે આ બધું જોવું મને ખૂબ જ ગમે છે જેમકે ક્યારેક ક્યારેક બગીચામાં જઈને આ બધા વૃક્ષો જોવા એ બધું પણ મને ખૂબ જ ગમે છે એટલે એમ એવો કોઈ મારો નથી હોતું માપદંડ કે કોઈ એક પર્ટીક્યુલર મોસમમાં જઈને મુસાફરી કરું મને કોઈપણ મોસમમાં મુસાફરી કરવી ગમે છે પણ અમુક વાર એવું થાય છે કે વરસાદ હોય ચોમાસાના કારણે વરસાદી વાતાવરણ હોય તો તેમાં થોડોક મુસીબત આવે છે પરંતુ આ જ સમય હોય છે કે જ્યારે પ્રકૃતિ ખીલી ઉઠી હોય છે જાણે ધરતી માતાએ લીલી ચુનર ઓઢી હોય છે આપણે એવું કહેવાય છેને ગુજરાતી સાહિત્યમાં તો ત્યારે જે વરસાદી વાતાવરણ છે એમાં ઝરણા હોય છે જેઓ ઉપરથી પર્વત ઉપરથી નીચે પડે છે જે ઝરણા વહતા હોય છે નદી કઈ રીતે વહે છે અને સાથે સાથે એમાં નદીકિનારે જે એ પતંગિયાઓ હોય છે એ કઈ રીતે આવ્યા હોય છે એ બધું અને એમાં પર્વત ઉપર જઈને પર્વત ઉપર જે પગથિયાં હોય છે એમાં જે એક શેવાળ જામેલી હોય છે આ બધી વસ્તુ જોવામાં ચોમાસામાં જ મજા આવે છે જ્યારે વરસાદ વરસતો હોય છે ત્યારે પ્રકૃતિનો આનંદ માણવો એ કંઈક અલગ જ અનુભવ હોય છે એવી જ રીતના જો જો શિયાળામાં હું જવાનું પસંદ કરું તો ત્યારે ઠંડી તો હોય છે પણ એવું કહેવાય છેને કે શિયાળો છે એ સ્ફૂર્તિની ઋતુ છે તો આ ઠંડીમાં પણ એ મને યાદ નથી રહેતું કે હું મુસાફરી માં નીકળી છું કારણ કે ત્યારે ઠંડી ગરમીની કકળાટ ઠંડી હોય છે તો પણ મને એ ભુલાઈ જાય છે અને એ ઠંડીના કારણે એક અલગ સ્ફૂર્તિ અને તાજગી જોવા મળે છે અને જો હવે વાત કરીએ ઉનાળાની તો ઉનાળામાં એવું થાય છે કે તડકો હોય છે તો ઘણા લોકો એવું કે છે કે તડકો હોય છે તો આમાં કેમ મુસાફરી કરવી આમાં તો તડકો લાગે ડિહાઈડ્રેશન થઈ જાય પણ જે વ્યક્તિને મુસાફરીનો શોખ જ હોય છેને એને પછી એ યાદ નથી રહેતું કે એ કયા મોસમમાં નીકળ્યો છે એને જે એને માત્ર એજ ખબર હોય છે કે બસ એણે મુસાફરી કરવી છે અને એ આ મુસાફરી દરમ્યાન ઘણું શીખે છે આ માત્ર એક શોખ નથી આ એક શીખવાની વસ્તુ પણ છે ચોમાસામાં જાય છે તો વરસાદ હોય છે ઉનાળામાં તડકો હોય છે શિયાળામાં ઠંડી હોય છે અને હવે આ બધી અવગડતાઓ વચ્ચે એ કઈ રીતે અનુકૂળ થાય છે અને છતાં પણ પોતાનું જે શોખ છેને એને કઈ રીતે એનો આનંદ લે છે એ મહત્ત્વની બાબત છે અને આ બધી વસ્તુમાં શીખવાનું જે મળે છે એ એવું નથી લાગતું કે તમે કોઈ શાળાએ ગયા છો અને પછી શીખવ્યું છે જે બોજારૂપ નથી લાગતું એ શીખ્યું છેને એ ક્યારે શીખ્યું એ પણ ખબર નથી રહેતી એ આપ મેળે શીખાઈ જાય છે અને એક યાદ બની જાય છે બસ આ જ એની મજા હોય છે અને મુસાફરી માટે કયા મોસમમાં મુસાફરી કરવી એ અગત્યનું હોતું જ નથી બસ આજ મહત્ત્વનું હોય છે અને એટલા માટે કોઈપણ મોસમમાં હું મુસાફરી કરી શકું છું કારણ કે એ એક મારો શોખ છે અને શોખ માટે કોઈપણ સમયે હું એવો નક્કી નથી હોતો બસ